જુદી જુદી મોસમ પર આધારિત છોડની કાળજી લેવા માટે પ્રથમ તો મોસમ અનુસાર યોગ્ય વોટરએડની જરૂર છે ગરમ મોસમમાં જેમકે ગરમીની ઠંડી ફાળવવાની જરૂર છે જ્યારે ઠંડી મોસમમાં પાણીની માત્રા ઓછી રાખવી જોઈએ બીજી બાજુ વિવિધ મોસમ માટે યોગ્ય પોષક તત્ત્વો અને ખાતરોનો ઉપયોગ મહત્ત્વપૂર્ણ છે ઉદાહરણ તરીકે વસંતના છોડને નવા પોષક તત્ત્વો મળી રહે તે માટે ખાતરો આપવી જ્યારે શિયાળાની મોસમમાં ઓછા ખાતરો આપવાને આપવાથી તેઓને વિકાસ સારો થાય છે વધુમાં મોસમ મુજબ છોડની રક્ષાત્મક અવસ્થા પણ ધ્યાનમાં રાખવી જોઈએ જેમકે વરસાદી મોસમમાં નમ્યા છોડને મુરઝાવવા અને ઠંડીમાં હવાને પૂરેપૂરો આવરણ આપવું જોઈએ આ રીતે દર મોસમ માટે યોગ્ય જાળવણી અને છોડ સ્વસ્થ અને હર્યાભર્યા રહે છે